રાહુલભાઈ તમે ક્યાં છો હું અત્યારે અમદાવાદની દર્શન હોટેલ ઉપર ઊભો છું અને તમારી કેબ બુક કરાવી છે તમે અત્યાર સુધી આવ્યા નહીં મેં મારી જે વર્તમાન જે લોકેશન છે તે આં સોશિયલ સાઇડ ઉપર નાખી દીધી છે તમે આને ટ્રેક કરીને આવી શકો છો તમે ટ્રાફિકમાં ફસાયા હોય તો તમે આ બીજી ગલી જે જાય છે તેમાંથી રસ્તો લઈને તમે મારા જગાએ ફટાફટ આવી શકો છો